આજ કાલ વીજળી એ એક અગત્યનું સાધન છે જે અનિવાર્ય બની ચૂક્યું છે ગામડું હોય કે શહેર હોય બધી જગ્યાએ વીજળી વગર તો કામ ચાલે જ નહીં શહેરમાં તો બધી વસ્તુ વીજળીથી ચાલતી જ હોય છે પણ હવે તો ગામડામાં પણ વીજળીનાં ઉપકરણો વધી ગયાં છે આપણે જ્યાં જોઈએ ત્યાં ઓટોમેટિકલી વીજળીનાં વીજળીથી ચાલતી ચાલતાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ખેતી હોય કે ઘર હોય બધી જ જગ્યાએ આપણે વીજળીથી ચાલતી વસ્તુઓ વાપરી વાપરી રહ્યાં છીએ ખેતીમાં આપણે પાણી માટે લણણી માટે કરવાં માટે લણણી કરવાં માટે વાવણી માટે બધી જ જગ્યાએ વીજળીનાં સાધનનો ઉપયોગ કરીએ છીએ